હા બોલો અને પરમિશન મળી જશે અને એકદમ મફતના ઈલાજ થશે કે પછી પેમેન્ટ કરવું હા તો તમારું બાયોડેટાને લઈ આવજો અને પછી આપડે તમારું કન્ફર્મ કરી દઇશું ચેકઅપ માટે તમારું આધારકાર્ડ પાનકાર્ડ બીજું બધુ

હા તો આવજો હા પરમિશન હા તમે આવવાના હોય તે ડેટ કહી દો એટલે તે દી આગલા દિવસે અમે લોકોને કહી દઇશું કે આ તારીખે કેમ્પ રાખેલો છે બધા ત્યાં ભેગા થશે સારું ઓકે